અને મનોરંજનમાં તો ઘણાં સાધનો છે મનને રંજન આપે આનંદ આપે એવાં સાધનો ઘણાં છે અને એમાં સમાજની વચ્ચે આપણે જવું પણ પડે તો નાટકો જોવા પણ અમે જતા હોઈએ છીએ સાથે સાથે મિત્રોની સાથે કુટુંબની સાથે અને નાટકો લખતા પણ હોઈએ છીએ ભજવતા પણ હોઈએ છીએ અને બહાર જઈને લેક્ચરે આપતા હોઇએ છીએ આનંદ માટે કારણ કે સમય તો મોટી ઉંમરના કારણે વિતાવવો પડતો હોય બાજુમાં કોલેજ છે ત્યાં નેચરોપથીના લેકચર લેવા માટે પણ હું જતો હોઉં છું એમાં પણ આનંદ આવે છે પછી ક્યારેક ક્યારેક વિદ્યાર્થીઓને નવું નવું શીખવવાનું હોય તો એ શીખવવા માટે પણ હું પહોંચી જાઉં છું અને ઘરે પણ બોલાવીને બાળકોને હું શીખવું છું સામાન્ય રીતે ઓગણીસોને સત્તાવનની અંદર વિનોબાજીએ દેશ આખાની અંદર એમાંય ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક સરસ મજાનું ભાષા અંગેનું આંદોલન ચલાવેલું અને એમાં મને લાગ્યું કે મને આમાં રસ પડે છે આનંદ થાય છે મનોરંજન પણ થાય છે અને એ હતું ભાષા અંગેનું ત્યાં મુંબઈમાંથી આપણા જે ગુજરાતી છે એને મરાઠા જે લોકો એ બધાં મારી મારીને કાઢી મૂકતા હતા તો વિનોબાજીએ ને આ જોયું એને એમ થયું કે આ મારું ભુદાનનું આંદોલન ચાલે છે પણ આ અહીંયા કમઠાણ ચાલે છે તો અહીંયા રમખાણ છે મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં તો એમાં પણ મારે ભાગ લેવો જોઈએ એટલે એણે એમ કહ્યું કે તમે ભાષા માટે લડો છો આને મરાઠી ભાષા છે ને આને ગુજરાતી ભાષાના છે હું તમને એમ કહું છું કે તમારે વિશ્વને લેવલે જવાનું છે આખી દુનિયાનો તમારે સંચાલન કરવાનું છે એટલે ત્રણ ભાષા ઓછામાં ઓછી તમને આવડવી જોઈએ એક માતૃભાષા બીજી રાષ્ટ્રભાષા અને ત્રીજી વિશ્વભાષા એવું એણે સૂત્ર આપેલું ત્રિભાષા ફોર્મેલા તો એમાં પણ મેં એમાં લખવાનુંય ઘણું કામ કરેલું અને તાદૃશ્ય શીખવાનું કામ પણ કરેલું અને એ આખો પ્રોજેક્ટ તૈયાર કર્યો પણ ઘણો સમય વીતી ગયો અટલે એને કાંઇ અવકાશ મળ્યો નહીં કોઈ ધંધાકીય રીતે તો હું કરવા માંગતો જ નહોતો પણ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ એવું કોઈ તૈયાર હતી નહીં એટલે મારો પ્લાન છે એ મનમાં રહ્યો પછી એકવાર એવું થયું કે ચાલો લખીને તૈયાર રાખું એટલે એ લખીને મેં તૈયાર રાખ્યું છે અને જે સંસ્થા એમ કહેશે કે મારે આ પ્રયોગ કરવો છે તે દિવસે હું જઈને ત્યાં એ કરીશ તો એ એ પણ મારે રસનો વિષય છે પછી જ્યાં કોઈ અપંગ હોય કે જે બાબતની એને જરૂરિયાત હોય અને એમાં હું પોતે કાંઈક મદદ કરી શકું તો એવી પણ મને શોખનો મારો વિષય છે અને એમાં પણ આનંદ મનોરંજન થાય છે દાખલા તરીકે હું રાજકોટમાં પ્રિન્સિપાલ તરીકે સર્વિસ કરતો હતો હાઇસ્કૂલમાં તો ત્યાં જે મકાનમાં હું રહેતો હતો એ મકાનમાં એક છોકરો અપંગ હતો બેય હાથ ખભાથી એના કાપી નાખેલા એ ખેતીની અંદર કામ કરતો તો એમાં સીંચોળામાં એનો હાથ આવી ગયો અને પછી ડોક્ટરની સલાહ પ્રમાણે બેય હાથ કાપી નાખવાનું એવું એણે કીધું કે બેય હાથ આવી ગયા છે એટલે બેય હાથ કાપી નાખ્યા ગયા ત્યારે જ અમારાથી જોયું ન જાય એ બાજુમાં જ રહેતા હતા અને એ છોકરો છઠ્ઠા ધોરણ સુધી ભણ્યો પછી ઉઠી ગયો તો મને એમ થયું કે આ છોકરાને હવે જિંદગી કેમ કાઢવી એટલે મેં અમદાવાદમાં એની સંસ્થા છે અપંગની અપંગ માનવ મંડળ વસ્ત્રાપુરમાં ત્યાં જ એને દાખલ કરાવ્યો એટલે સંચાલકોએ એમ કહ્યું કે ભાઈ આ અપંગ છોકરો છે ને એના હાથ નથી એટલે અહીંયા એના કામ જે કરવા હોય પોતાના શરીરના એ બધા એવા ના કરી શકે તો ઓલો છોકરો કે હું બધું કરી શકું છું હું લખી પણ શકું છું તો એ પગથી અને મોઢાથી લખતો હતો તો પગથી એણે લખી બતાવ્યું અને સંચાલકો ખુશ થઈ ગયા પછી એ ત્યાં રહ્યો અને ભણ્યો એસએસસીની પરીક્ષા દેતો હતો ત્યારે એ અરસામાં ઇન્દિરા ગાંધીને એવો ખ્યાલ આવ્યો કોઈએ કીધું કે એક છોકરો પરીક્ષા આપે છે આપ જો જોવા માંગતા હોય તો એને હાથ નથી ને છતાંય એ લખે છે તો એનું નામ મનજી મનજી પટેલ અને એ છોકરો ત્યાં એસએસસીની પરીક્ષા આપતો હતો પછી ધોરણ બાર પાસ કર્યું પછી ચિત્રની કોલેજમાં એ આર્ટસ ફાઇન આર્ટસમાં ભણ્યો એ માસ્ટર ડિગ્રી મેળવી લીધી એ છોકરાએ અને આજે એ પોતે અમદાવાદમાં પેઇન્ટિંગનું ને એવું સરસ મજાનું કામ કરે છે અને સારા એવા ટયૂશન કરે છે અને બંગલો છે એના જેવી અપંગ એક એની પત્ની મળી ગઈ છે એની છોકરી પણ એવી છે એટલે એ રીતે એ બહુ સુખી છે એનેય બાળકો છે આમ આવા કામ કરવામાં મને પોતાને રસ છે પછી કોઇકે આ સાલની અંદર મારે મારા છોકરાને દાખલ કરવો છે પણ એને એ પાસ થાય એવું કંઇક કરવા માટે તો હું એને સાથે રહીને પણ એ છોકરાને સાથે રહીને ત્રણ ત્રણ દિવસ હું એના ઘરે જ રહું અને ભણાવું અને એને તૈયાર કરું ઇંગ્લિશમાં છે ગુજરાતીમાં હિન્દીમાં જેમાં જેમાં એને જરૂરિયાત હોય બધું એને શીખવું આવો મારો રસનો વિષય છે એટલે આનંદ હું ગમે ત્યાંથી મેળવી લઉં છું અને મને પણ ઘરમાં એ રીતે અનુકૂળતા આપે છે એટલે બધો મારો શોખ છે એ પૂરા થાય છે આજે નેવું વરસે પહોંચ્યા છતાંય મને પોતાને એમ થાય છે કે આ હવે દસ વર્ષ મારા આમ જતા રહે સો વર્ષ તો મારે જીવવું જ છે ભગવાનને કીધું છે તમારા હજી દસ લેણાં છે એટલે સો વરસ જીવીશ ત્યાં સુધીમાં દસકો મારા પાસે બાકી રહ્યો છે એટલે આવા જ કામ મારે કરવાના છે